બાર્બીક્યુઝ હા બાર્બીક્યુઝનો અનુભવ મને છે જ્યારે અમે પ્રવાસમાં ગયા હતા મિત્રો મિત્રો ત્યારે બાર્બીક્યુઝ પર અમે છે ને પનીર શેક્યા હતા અને પનીર ચીલી ડ્રાય જે અમે બનાવ્યું હતું ત્યારે પનીર લઈ ગયા હતા તૈયાર પછી પનીર શેક્યું હતું અને જે કેપ્સિકમ હતું તે શેક્યું હતું અને તેના ઉપર લીંબુ મસ્ત છાંટ્યું હતું મસાલા છાંટ્યા હતા પછી જે તેનો સ્વાદ આવ્યો હતો તે તો ખૂબ જ એટલે ખૂબ જ સરસ હતો તેનો અનુભવ બહુ જ સારો હતો પછી થોડી વાર રહીને તે વરસાદ બહુ વાતાવરણ છવાઈ ગયું હતું એટલે એની પહેલાં જ અમે છે ને બાર્બીક્યુઝનો અનુભવ લઈ અને ખાઈ પી લીધું હતું એ નવરા થઈ ગયા હતા રસોડાના રસોઈ કરતાં બહારની રસોઈ કઈ રીતે સારી કે ખરાબ છે તો તેમાં જોઈએ જઈએ તો રસોડાની રસોઈ છે ને એ સૌથી બેસ્ટ છે અને બહારની રસોઈ પણ બેસ્ટ છે અનાજનું તો આપણે અનાદાર ન કરી શકાય રસોઈ બધી બેસ્ટ જ હોય છે પણ ત્યાં મહત્ત્વનું જે આપણે શકીએ તે આપણે સ્વચ્છતાને આપી શકીએ છીએ સ્વચ્છતા જ અનુભવવામાં આવે છે ત્યાં રસોઈ ખાવામાં રસોઈ જે બનાવામાં આવી હોય અને તે જે બનાવેલું ભોજન છે તે જમવામાં ખૂબ જ મજા પડે છે રસોડામાં આપણે ખુદ આપણી નજરમાં જે આપણે બનાવ્યું હોય અને સ્વચ્છતા રાખી હોય તો આપણને ગમે અને બહારની જે અમુક અમુક સારી સારી રેસ્ટોરન્ટ કે ઢાબા હોય છે ત્યાં પણ સારી સારી રસોઈ બનાવામાં આવે છે અને સ્વચ્છતા રાખવામાં આવે છે ત્યાં આપણે જોવા જઈએ તો સ્વચ્છતાને પેલું મહત્ત્વ આપવું જોઈએ પછી તેમાં પૂરતા મસાલા પૂરતું શાકભાજી અને પૂરતું જે મસાલો કે પછી શાકભાજી કે એવું કંઈ પણ નાખવામાં આવ્યું હોય અને તેનો સ્વાદ જે પૂરતું હોય એ વધારે મીઠું કે ઓછું મીઠું ગમતું નથી વધારે કોઈ મસાલા કે ઓછા મસાલાએ ગમતા નથી પૂરતા પ્રમાણમાં જેવી જે રસોઈ બનાવામાં આવી હોય તે જ મને ગમે છે બાર્બીક્યુઝનું જે અનુભવ હતો તે અમારો ખૂબ જ સારો હતો એ એનું પ્રમાણ એથી જે વરસાદી વાતાવરણ બન્યું હતું તે ખૂબ સારું હતું અને તે હજુ યાદ છે મને અને તે યાદગાર દિવસ રહી ગયો હતો અને તે પ્રવાસમાં મારો સૌથી સારો પ્રવાસનો અનુભવ બની ગયો હતો ને આપણે વિદેશમાં જતાં હોઈએ તો બાર્બીક્યુઝ માટે ઘણા ઘણા ઉપયોગ થાતા હોય છે બાર્બીક્યુઝના તો અલગ અલગ પ્રકારની રસોઈ તેના ઉપર બનાવવામાં આવતી હોય છે અને તે છે ને પહાડી વિસ્તારમાં બનાવો હોય કે બાજુમાં નદી કે ઝરણા વહેતા હોય તેવી જગ્યાએ જો બનાવામાં હોય તો બાર્બીક્યુઝનું જે આનંદ છે એ આપણે માણી શકીએ છીએ પછી જોઈએ કે ઘરની રસોઈ ઘરની રસોઈમાં આપણાને જે સ્વાદ મળે છે તે આપણો ખુદનો સ્વાદ હોય છે જે આપણે વિચારીને રાખ્યું હોય છે કે આજે તો આપણે આવું જ સ્વાદ લઈને બનાવાનું છે આવું જ સ્વાદ આપણને આવવો જોઈએ તો એવું જ બને છે બહારના જે રસોઈના જે ઢાબા કે હોટલ હોય છે તેમાં એ લોકોનો સ્વાદ હોય છે ને એ લોકોનો સ્વાદ આપણને ગમે છે એટલે આપણે ત્યાં જમવા જઈએ છીએ તો આ બધા અનુભવો મારા સારા હતા રસોઈ બનાવવી અને તેનો સ્વાદ લેવો એ પણ એક માણસની મહત્ત્વતા છે